હેલો હા પૂછોને હા તો હમણાં રાખી રિક્ષાવાળી પછી ઓલો બાબો મોટો થયો એવી બધી ઘણી બધી સિરિયલો આવે છે હું મહેક જોવાનું ચૂકતી નથી મહેક જોવાની બહુ ગમે છે કેમકે એમાં સરસ ગુજરાતી સિરિયલ જ છે એમાં છે ને આપણી સુરતની છોકરી છે અને આપણા નાટકમાં મહેક મહેક એ છોકરીનું નામ મહેક છે હ અને સિરિયલનું નામ પણ મહેક છે એમાં વાર્તા એવી છે કે મહેક છે ને તો એને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ ગયો હોય છે અને પેલો છોકરો એ છોકરો એને પ્રેમ કરે છે પણ એ બીજાને પ્રેમ કરે છે ને એમાં વાર્તા અંદર ને અંદર એટલી બધી ખૂંપી જાય છે ને પછી એ મોટા ઘરની વહુ બની જાય છે અને પેલો ન જે જે છોકરો જેની સાથે પ્રેમ કરતો હોય છે ને તેની સાથે ભણતો હોય છે સ્કૂલની અંદર અને એ એને એમ થાય છે કે આ આ મારા હાથમાંથી મહેક જતી રહી એટલે એ ગમે તેમ કરીને મહેકને મેળવવા માટે બહુ બધાં પ્રયત્ન કરે છે એટલે મહેકના સાસરામાં એના માટે ખૂબ ખૂબ હવે એ પૂરી થઈ ગઈ લગભગ તો એના હા જે છે ના મહેક તો નહીં મળી પણ પેલા એના એના હસબન્ડે એને એવું કીધું કે તું હવે મહેકને નહીં મોકલે નઈ છોડશે તો હું તારી કમ્પ્લેઈન પોલીસમાં કરીશ અને તને પછી બહુ મોટી સજા થશે એટલે તું મહેરબાની કરીને મહેકને હવે એ મારી જ છે અને હું મારે એને સાચવવાની જવાબદારી છે છેલ્લે એવી રીતે એને ઠીક છે હા એટલે આ રીતે એને અરે બહુ મજા આવી ખરેખર ક્યારે આવે ક્યારે આવે એવી આનંદ આવતો તો બસ એ જ હા બહુ બહુ મજા આવી ખરેખર